અહી ગુજરાતમાં અમારે લગ્ન બધાં પ્રસંગો બહુ ધામધૂમથી બધા પ્રસંગો ઉજવાય છે લગ્ન હોય કે જન્મદિવસ હોય કે કોઈપણ નાનો ધાર્મિક પ્રસંગ હોય બધાંય ખૂબ ધામધૂમથી ઉજવે એક ગુજરાતમાં તો શું છે બધાય એના બહાનું જ જોઈતું હોય અને ભારત આપણો ઉત્સવ પ્રધાન દેશ છે એટલે ઉત્સવો આવ્યા જ કરે એક પછી એક બધાંયના અલગ અલગ ઉત્સવ આવ્યા કરે ગણેશ ઉત્સવ હોય કે નવરાત્રી હોય કે દિવાળી હોય પછી ઉત્તરાયણ આવે પછી હોળી આવે હોળી ધૂળેટી આવે એટલે પ્રસંગો આવ્યા જ કરે પછી લગ્ન હોય જન્મદિવસ હોય સગાઈ હોય કાઇપણ હોય એટલે માણસોને ઉત્સવનું બહાનું જ જોઈતું હોય છે એટલે ખૂબ બધાં રાહ જ જોતાં હોય કે કયો પ્રસંગ આવે કે તહેવાર આવે તો જેનું મહત્વ હોય એ રીતે બધાં પોતપોતાની રીતે ઉજવતાં હોય છે અમે અહિયાં લગ્નમાં તો લગ્ન એટલે ગુજરાતમાં તો ખૂબ મોટો પ્રસંગ કહેવાય એટલે લગ્નમાં તો ચાર દિવસનો કરે કોઈ ત્રણ દિવસનો કરે મેહન્દી રસમ હોય પીઠી રસમ હોય દાંડિયા રાસ હોય હવે સંગીત દાંડિયા રાસનું બહુ મહત્વ વધી ગયું છે એટલે લગ્ન કરતાંય બધાય ને વધારે એમાં જ આગળ બધાય ન આગળના પ્રસંગોમાં જ વધારે મજા આવતી હોય છે એટલે બહુ બધાં મઝા કરે સંગીતમાંને પીઠીમાં અને મેહન્દીમાં રસમમાં અને એક બહાને બધાંયને આનંદ કરવાનો એવું જ હોય છે અને ખૂબ સારું સારું જમવાનું હોય લગ્નમાં એટલે બધાંયણે બહુ ભેગા થઈને મજા આવે એન્જોય કરવાની અને જન્મદિવસ માં તે જન્મદિવસ અમે અમારા ઘરમાં તો જન્મદિવસ બાળકોનો જન્મદિવસ હોય તો આગણવાડીમાં બધાંય છોકરાઓને જે ગવર્નમેંટ ને આગણવાડી હોય છે એમાં અમે ટોયસ ને બધાં રમકડાં અને ફળ બધાય ને આપીએ છીએ પછી વડીલોનો હોય તો કોઈ અનાથ આશ્રમમાં કે ઓલ્ડ એજ હોમમાં અમે ડોનેશન કરીએ છીએ કોઈ મોટાનો હોય તો ઘરે બાળકોનો મોટા બાળકોનો હોય તો અમે પાછા ઘરે ધાર્મિક પ્રસંગ ધાર્મિક વિધિ કરીએ દીપ પ્રાગટ્ય કરીને એવી રીતે જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ અને જન્મદિવસમાં બને તો બીજા બાળકોને સાથે રાખીને કેવી રીતે જન્મદિવસ ઉજવવો હોય છોકરાઓને પહેલેથી જ શીખવીએ છીએ તે કેમ આપણે ઉજવવો જન્મદિવસ બીજાને પણ હેલ્પફૂલ થઈને ઉજવવો જન્મદિવસ એવું અમે અમે ઉજવીએ છીએ જન્મદિવસ એટલે અને હોળી ધૂલેટી એ બધામાં એટલો બધો આનંદપૂર્વક ઉજવીએને તે હોળી ધૂળેટી તો ખાસ બધાં જ રાજ્યમાં ઉજવાતો હોય પણ અહિયાં આપણે ગુજરાતમાં તો ખૂબ સરસ રીતે ઉજવીએ છીએ